ભારતની શિક્ષણ વ્યવસ્થા એકદમ મજબૂત અને સરસ રીતે ચાલે છે એને માટે સરકારે ખૂબ જ યોગદાન આપેલું છે અને બહુ જ સરસ રીતે ચાલે છે એના પડકારોમાં એક છે કે પ્રાઈવેટ નેશન જે આવે છે એ થોડુંક પૈસા વધારે ખર્ચાળ હોય છે એની સામે સરકાર થોડીક વધારે આમાં ફેસેલીટી વધારે એ અમારી માંગણી